તું કેમ છે હું પણ મજામાં અરે બહુ જ ગંદકી હતી હાં અહિયાં તો કેટલું ડેવલપ થઈ ગયું અમદાવાદ પહેલા તો અહીં રૂમમાં એસી બી નહતી હવે તો અહીં એસી પણ જોવા મળે છે હાં હું હમણાં જ એ સ્ટોલ પર જમી પહેલાં તો અહીં સ્ટોલ બી નતા હવે અહીં કેટલા ફાઇન ફાઇન સ્ટોલ છે હા અહીં લાઇટ બી નહોતી અહીં લાઈટોની સુવિધા થઈ ગઈ છે અહીં બેસવાની ખુરશીઓ બી નહોતી એ ખુરશીઓ પણ આવી ગઈ છે ખરેખર હ હાં હું અમદાવાદથી હવે સુરત જવાની સારું હાં તો તું અમદાવાદ આવે છે તો એક કામ કરને મારા ઘરે બી આવતો જ રહે અરે બહુ જ પાસે છે પણ તું બીજી વાર આવેને તો તને અમદાવાદનું આખું સ્ટેશન બતાવીશ એટલું ખરેખર ડેવલોપ થઈ ગયું છે અને બહુ મજા આવે છે હા સારું હા સારું